આપણે રેલગાડીમાં પ્રવાસ ન કર્યો હોય સફર ન કરી હોય એવું બની શકે ખરું ના ન બની શકે હવે તો રેલવે લાઈન બધી જ જગ્યા કવર કરે છે ભારતમાં કાશ્મીરથી કન્યા કુમારી સુધી આપણો રેલ લાઈન છે આમાં ઘણા જગ્યાઓ એવી છે જેમકે નાગપુરમાં રેલવે લાઈનના ડાઇમંડ ક્રોસિંગ છે જેમકે ગુજરાત અને મહારાષ્ટ્ર બન્નેમાં પડતું આ નવાપુર એવું ગામ છે કે જ્યાંનો એક રેલવેની બેઠક અડધી ગુજરાતમાં પડે છે તો અડધી નવાપુરમાં પડે છે રેલવેમાં યાત્રા કરવામાં ઘણી જગ્યાઓ એવી છે જે હંમેશા માટે યાદગાર રહી જાયને એવી હોય છે જેમકે શિમલા કુલું મનાલી ગોવા જતી ટ્રેન કોડાઈ કેનલ ઉટી જતી ટ્રેન કાશ્મીર જતી ટ્રેન આ બધી ટ્રેન એવી હોય છે જે એમના આજુબાજુના સીનારીઓસ બધાંને જ ખૂબ ગમે એવાં હોય છે રેલવેમાં હવે સામાન ગૂડ્સ વહન કરવું પણ અઘરું નથી રહ્યું હવે આપણે મોટા મોટા સામાનને પણ શિપિંગ કરાવી શકીએ છે અને ભારતમાં રેલવે લાઈન દ્વારા ગૂડ્સ ટ્રેન દ્વારા જે ગૂડ્સ ટ્રેનનું કવરેજ પણ મેક્સિમમ સ્થળો સુધી પહોંચી ચુક્યું છે અને સામાન ઇઝીલી આપણે ટ્રાન્સફર કરી શકીએ છે આમ થવાથી ઘણો બધો ફાયદો થયો છે જેમકે આ સામાનના પરિવહન માટે જો સામાન્ય રોડ વેયસથી પાસ કરવામાં આવે તો કેટલાં બધાં વેહિકલનું પેટ્રોલ અને તેનો ધુમાડો વાતાવરણમાં કાર્બન ડાઇઓક્સાઇડ અને પ્રદૂષણ ફેલાવતું હોય છે પરંતુ ટ્રેનમાં ટ્રાન્સપોર્ટ કરવાથી આ બધી જ પેટ્રોલનું બળતણ ઓછું થઈ જાય છે અને આપણે વાતાવરણમાં પ્રદૂષણ ઓછું ફેલાવીએ છીએ જેથી આપણે હેલ્ધી હવા શ્વસનમાં લઈ શકીએ હવે રાજધાની જેવી ટ્રેનો પણ ભારતના મેક્સિમમ એરિયાઓ કવર કરતી હોય છે અને આ લાંબા રૂટની ટ્રેનોમાં સેફટીનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવતું હોય છે ચોખ્ખાઈનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવતું હોય છે તથા ખાનપાનની સેવાઓ પણ મળી રહેતી હોય છે તેથી રેલવેનો પ્રવાસ ઘણો આનંદદાયક રહે અને હું રેલવે અધિકારી હોવાના કારણે મેં ભારતના મેક્સિમમ સ્થળો ફરી લીધાં છે